હલો હા રામઝૂંપડીમાંથી વાત કરો છો અ હું શિવાની બોલું છું મેં બે કલાક પહેલા દસ ગુજરાતી થાળી અને છાશનો ઑર્ડર કરેલો હવે તમે મને એના બદલે પંજાબી થાળી મોકલાવી છે તો આવું કેવી રીતે થયું મેં તો ગુજરાતી થાળીનો ઑર્ડર આપ્યો હતો અને તમે મને જે મોકલાવી છે એ પંજાબી થાળીનો ઑર્ડર તમે મોકલાવ્યો છે તો હવે મારા ઘરે પ્રસંગ છે અને મને ગુજરાતી થાળી જ જોઈએ છે તો હવે તમે શું કરશો મને બદલાવી આપશો કે નહીં નહીં હવે મારે ગુજરાતી થાળી જ જોઈએ છે તમે એક કામ કરો તમે મને ગુજરાતી થાળી ગુજરાતી થાળીનો જે ઑર્ડર જે મેં કર્યો તો એજ મને આપી દો અને પંજાબી થાળીનો જે ઑર્ડર તમે મોકલાવ્યો છે એ તમે પરત લઈ જાઓ હા હા મેં સરનામું એક વાર લખાવ્યું જ હતું પણ તો પણ તમે આજ મેં જે સરનામું લખાવ્યું છે એ એક વાર તમે તપાસી લો હા લખો હું લખાવું તમને સરનામું છવ્વીસ બી રાજેન્દ્ર કોલોની મહેસાણા રોડ વિસનગર હા હા મને આ જ સરનામા પર તમે મેં જે ઑર્ડર મંગાવ્યો હતો એ તમે મને પરત કરી શકો છો ઠીક